વિજ્ઞાન અને ટેક્નોલોજી બંને એકબીજાના પૂરક છે જેમ વિજ્ઞાન આગળ વધે છે તેમ ટેક્નોલોજી પણ આગળ વધતી જાય છે તો વિજ્ઞાન અને ટેક્નોલોજી આમ જોવા જઈ આમ જોવા જઈએ તો સરખે હિસ્સે વહેંચાયેલી બંને ઘટના છે બંને એકબીજાના પૂરક છે